જે શ્રી ક્ર્ષ્ણ હા હું જૂનાગઢથી બોલું છુ શીતલ વિઠલાણી મારે એવું છે કે હું ઘરે ડ્રેસ ને કુરતીને જીન્સ છે ટોપ છે એ બધું સેલલિંગ કરું છુ તો તેના માટે મને તમારો કોન્ટેક કોઈએ આપેલો છે કે ત્યાં સારું મળે છે અને ખુબ રીઝનેબલ પ્રાઈઝમાં મળે છે પણ મને તમારા વિષે થોડી માહિતી આપસો

હા

હા

એટલે હું કુર્તી અને જીન્સના ટોપ ને એવું વધારે રાખો છો થોડું એને માટે કોઈ સારું હોય તો મળી રહે કોઈ જથ્થાબંધ ક્વોલિટીમાં આ લેડીઝ વેરમાં

હા આતો હા હા હા હા હા એટલે આપડે વધારે

હા અને વધારે કોન્ટેટીમાં હા એટલે વધારે કોન્ટેટીમાં અમે લોકો પરચેઝ કરીએ ખરીદી કરીએ તમારી પાસે તો કોઈ ડિસ્કાઉન્ટ સારું એવું કે કંઈ તમે આપી સકો

હા ચોક્કસ હા તો હા ચોક્કસ તો હુ હા

હા ના ના હા ચોક્કસ તો હુ હા ચોક્કસ તો હુ બે ત્રણ દિવસમાં દુકાનની મુલાકાત લેવા આવિસ ઓકે